ગુજરાતી ભાષા બહુ જ જૂની ભાષા છે સાતસો વર્ષ કરતાં પણ જૂની છે ગુજરાત બહાર ગુજરાતીઓ લોકો દ્વારા દક્ષિણ એશિયાના ઘણા ભાગોમાં પણ ગુજરાતી બોલાય છે ભારતના રાષ્ટ્રપિતા હતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર વલભ ભાઈ પટેલ પ્રથમ ભાષા ગુજરાતી જ હતી ઘણા બીજા મહાનુભાવો છે જેમની ભાષા ગુજરાતી હતી જેમ કે નરસિંહ મહેતા સ્વામી દયાનંદ સરસ્વતી મોરારજી દેસાઈ ધીરુ ભાઈ અંબાણી રતન ટાટા નરેન્દ્ર મોદી ગુજરાતી સંસ્કૃત ભાષામાંથી વિકસિત થયેલી ભાષા છે પરંપરાગત રીતે ત્રણ જૂ વિષય ભાષાઓ છે